હા હું ટિકિટો સિક્કા અથવા ખળકોના સંગ્રહકર્તાઓ માટેના ક્લબ અથવા સંસ્થામાં જોડાએલી છું આ ક્લબ અથવા સંસ્થામાં જોળાવાથી મને ટિકિટો સિક્કા અથવા ખળકોના સંગ્રહ વિશે વધુ જાણવાની તક મળી છે તેનાથી મને અન્ય સંગ્રહકર્તાઓ સાથે જોળાવાની પણ તક મળી રહે છે